હા મેં આ જીવનમાં યોસ થોડોક જોયો છે મેં એક જગ્યાએ એક મંદિર જોયું હતું મને લાગ્યું તું કે સાદું સિમ્પલ મંદિર હશે પણ મું ત્યાં ગયો તો એ મારા અપેક્ષા કરતાં વધું ઘણું મોટું કે એ એટલું મંદિર સારું હતું અને એ મંદિરમાં જઈને આપણને એક અલગ જ શાંતિવાળું અને પવિત્ર એટલું આપણા શરીર થઈ જાય છે એ મંદિર બહુ જ સારું હતું બહુ મોટું હતું ને એના જેવી જગ્યા મને ક્યાંય નથી મળી આજ સુધી એ જીવનમાં મારું સૌથી સારું મંદિર હતું કે જ્યાં મું ફર્યો છું એ મંદિર બહુ જ સારું છે મોટું છે અને ત્યાં જતાં જે એક શાંતિ અને પવિત્રનો એક આપણને અનુભવ થાય છે